હેલ્લો અરે માનસિંગભાઈ વાત કરો છો હું ભાવેશ વાત કરું છું આપણે સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદ હંઅઅ ગયા અઠવાડિયે તમે તપાસ કરાવવા આવ્યા હતા ને રિપોર્ટ બધા આપણે કરાવ્યા હતા ને ના ના ચોક્કસ માનસિંગભાઈ હવે આ એક્ચુઅલિમાં મેં તમને ફોન એટલા માટે કર્યો છે કે આપણાં જે તમારે બધા રિપોર્ટ કરાવ્યા હતા એમ આર આઈ સીટીસ્કેન ને એ બધું તો એમાં તમને જે પ્રોસ્ટેટ કરીને જે આવે છે આપણે નીચેના ભાગમાં હા તો ત્યાં આપણને થોડું નોર્મલ કેન્સર જેવું દેખાય છે બરાબર છે એમાં આપણે કોઈ ગભરાવાની કે એવું કંઈ તમારે જરૂર છે નહીં માનસિંગભાઈ ના ના ના ના ના ના ના કેન્સરના બી બહુ બધા પ્રકાર આવે છે એવું કાંઈ જરૂરી નથી કે કેન્સર હોય એટલે માણસ મરી જ જાય આપણે દવાથી અને થોડું કે કીમો થેરાપી કે એવું લઈએ એટલે આપણને ખૂબ સારું થઇ જશે એટલે તમે ચિંતા જેવું ના કરો હા હા ના ના એટલે એક્ચુઅલિમાં આપણે જે બધા રિપોર્ટો કરાવ્યા ને તો એમાં કેવું આપણને દેખાય છે તો આપણે હજી એક વાર એવું હશે તો આપણે એવું કરશું કે આપણે બીજી વાર સીટીસ્કેન ને એવું કરાવી જોઈશું પણ ત્યાં સુધી આપણે થોડી નોર્મલ જે આપણે દવાઓ હું તમને કહું ને એ આપણે બધી ચાલું કરવી પડશે એટલે તમારે આપણે થોડીક કાળજી રાખવી પડશે તમારે આવતાં અઠવાડિયે પાછું અહીંયા સિવિલ આવવું પડશે બરાબર છે અને હું તમને થોડા રિપોર્ટોને એ બધું આપીશ એ તમારે રિપોર્ટ ફરીથી કરાવવા પડશે અને અમુક દવાઓ હું તમને છે ને લખી આપીશ એ દવાઓ ચાલું કરવી પડશે પણ અઠવાડિયા સુધી આપણે છે ને અમુક વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે અરે આપણે માનસિંગભાઈ કોઈ ગભરાવાની કે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં આપણને ઘણા બધા લોકોને આ રોગ થાય છે ને આ રોગમાં એકદમ બિલકુલ સારા થઇ જાય છે બરાબર છે જે આપણે જે બી ચિંતા બીજા કેન્સરોનું તમે વિચારો છો ને તો શરીરમાં બધા ભાગમાં કેન્સરો થાય છે લોકોને આંખોનાં કેન્સરો થાય છે પેટનું થાય મોઢાનું થાય જે લોકો તમાકું ખાતા હોય તો મોઢાનું કેન્સર થાય ઠીક છે તો બધે ચામડીનાં કેન્સરો હોય કોઇ બી એ બધાં કેન્સરો બી થાય છે અને બધા સાજા પણ થાય છે એટલે એવું જરૂરી નથી કે કેન્સર હોય એટલે માણસ મરી જ જાય બરાબર એટલે તમારે હવે આ અઠવાડિયું થોડી એક એવી કાળજી રાખવાની છે જો કે આપણે જે અન્ડરગારમેન્ટ નીચે પહેરીએ છે ને તો એ તમારે જો ના પહેરો તો વધારે સારું અને પહેરતા હોવ જો તમને એની હેબીટ હોય તો હવે આપણે છે ને પેલાં બોક્ષર ટાઇપ કે આવે ને જે ખૂલ્લાં હોય તો તમારે થોડા પહેરવાનાં છે હ ચડ્ડા પહેરવાના છે બરાબર તે ભાગને એકદમ ટૂકાયેલો કે મુંઝાયેલો ના રહે તે રીતે આપણે થોડુક હવા ઉજાસ એમાં જલ્દી આવે તે રીતે આપણે થોડુક એવા અન્ડર ગારમેન્ટ આપણે પહેરવાનાં છે બરાબર છે હં ના ના ના માનસિંગભાઈ એવું કોઈ મોટો પ્રોબ્લેમ નહીં થાય તમને બરાબર છે આપણે દવા ના ના ના ના આપણે ના ના હજી તો આપણને જે આ રિપોર્ટ કર્યો છે એમ આર આઈ બરાબર છે એમાં આપણને ખાલી નોર્મલ લક્ષણો દેખાય છે આપણને બરોબર છે તો આપણે હજુ કોઈ ગભરાવાની જરૂર છે નહીં એ હજુ ખાલી લક્ષણો હજી હવે તમે આવતા અઠવાડિયે આવશો એટલે આપણે બીજી વાર પાછા નવેસરથી બીજા ઘણા બધા રિપોર્ટો કરાવીશું એ સ્પેશિયલ આપણે કેન્સર માટે જે રિપોર્ટો થાય છે એ બધા જ રીપોર્ટો કરાવીશું અને એમાં જોઇશું આપણે કે તમને કેન્સર છે કે નથી બરાબર અને કેન્સર હશે તો આપણે પછી એની જે નોર્મલ જે બધી દવાઓ છે અમુક સમય સુધી લેવી પડે તો એ બધી દવાઓ છે આપણે બધું જ દૂર આ દુઃખ તમારું દૂર કરી દઈશું એમાં કોઈ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી આ સિવિલ હોસ્પિટલમાંથી તમને મળી રહે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ ને એવું છે ને હં હં તો જે તમે કેસ કઢાવ્યો છે ને તો એ આપણે હોસ્પિટલનો કઢાવ્યો છે તે એ આયુષ્યમાન કાર્ડ તમે એમાં નાખ્યું નથી બરાબર છે તો હવે તમે આવતાં અઠવાડિયે જ્યારે આવો ને ત્યારે મને મળજો પહેલાં આવીને કેસ કે એવું કંઈ કઢાવતા નહીં એટલે હું તમને છે ને મ મને મળજો ને એટલે હું તમને આયુષ્યમાન કાર્ડ એ સાથે લિંક કરાવી દઈશ તો તમારે અહીંયા જે જેટલા દિવસ તમારી અહીંયા ટ્રીટમેન્ટ ચાલશે ને સારવાર ચાલશે ને એ બધી તમારી મફતમાં ચાલુ રહેશે

એમાં એવું એક્ચુઅલિમાં કીમો થેરાપી છે ને એ થાય છે પણ એ અમુક દર્દીઓને થાય છે અમુક દર્દીઓને નથી હોતી હવે આપણે કોઈ પણ પ્રકારની દવા લઈએ બરાબર છે તો અમુક દવાઓ લઈએ તો આપણા શરીર એ દવાઓ માટે અનુકૂળ નથી હોતું બરાબર છે હવે આપણું હવે આપણું શરીર છે અત્યાર સુધી આપણે કોઈ દિવસ કીમો થેરાપી તો લીધી ના હોય બરાબર ને હં હવે આપણે કીમો થેરાપી લેવાની શરુ કરીએ એટલે આપણા શરીરને કેવું થાય કે હાળું આ બહારથી શું આવી રહ્યું છે એટલે આપણું શરીર એને એક્સેપ્ટ જ ના કરે એની જોડે ઝગડો કરે હં તો જયારે એ ઝગડો કરે એટલે એ ઝગડાનાં કારણે લોકોના માથાના વાળ ખરી જાય ચામડી કાળી પડી જાય એવું બધું થતું હોય છે પણ એ શરૂઆતના અમુક સમય સુધી જ હોય છે જ્યારે કીમો આપણાં શરીરને ખબર પડી જાય ને કે હવે આ રોજ આવવાનું છે કે દર અઠવાડિયે આવવાનું છે તો પછી તકલીફો બહુ ઓછી થઇ જાય છે અને તમારે અત્યારે એવી ચિંતા કરવાની જરૂર નથી કે તમાર કીમો થેરાપી ચાલું થવાની છે માનસિંગભાઈ તમારે હજી નોર્મલ આપણે ખાલી જોઈએ છીએ એવા લક્ષણો દેખાય છે આપણે એવું ફાઈનલ એવું કંઈ છે નહીં આની અંદર હજી આપણે રિપોર્ટ કરાવીશું ને બધું કરીશું પછી જ બધા ડીસીઝનો લઈશું ડાયરેક્ટ આમ કોઈ તમારી કીમો થેરાપી ચાલું નહીં થઇ જાય ચોક્કસ મટી જશે તમે વિશ્વાસ રાખો આ આરામથી મટી જશે બરાબર ના ના અત્યારે કોઈ તકલીફ નહીં પડે પણ હમણાં તમારે દવા જ્યાં સુધી વ્યવસ્થિત રેગ્યુલર ચાલું ના થાય ત્યાં સુધી થોડુ અંતર રાખવું બરાબર છે હા હા બોલો ના ના ના ના એવું કંઈ જરૂર નહીં પડે તમે ચિંતા કર્યા વગર આવતાં અઠવાડિયે આવો અને પછી આપણે મળીને રૂબરૂ વધારે ચર્ચા કરીએ અને બધું જ તમને હું સમજાવીશ તમારે ખાવામાં શું શું લેવું શું શું પરેજ રાખવી બરાબર છે તો આવતા અઠવાડિયે તમે આવો આવતા સોમવારે આવી જાવ હોસ્પિટલે સવારે દસ વાગે અને આપણે મળીએ બરાબર છે ને માનસિંગભાઈ તમારા મીસીસને લેતા આવો તો ય કંઈ વાંધો છે નહીં અને એકલા આવો તોય કઈ વાંધો છે નહીં અત્યારે કાંઇ એવી કઈ અરજન્ટ છે એવું કાંઇ છે નહીં બરાબર છે હા જો ખબર પડી જાય તો હા તો વાંધો નહીં તો લેતા આવો કોઈ ચિંતા જેવું છે નહીં એમને પણ આપણે વ્યવસ્થિત બેસીને સમજાવીશું બરાબર છે એનું હજી આપણે આવતા અઠવાડિયે રિપોર્ટ કરાવીએ પછી આપણે બધા ડીસીઝનો કરીશું હા હા હા ચોક્કસ મળીએ હો માનસિંગભાઈ આપણે હા